હા નમસ્તે હા હા હું એમ કહેતો હતો કે આપણે હેમાકોન્ડામાં જે તમારી જમીન છે ને હેમાકોન્દામાં તમારી જમીન છે ત્યાં અમારે મકાન બનાવવું છે તો એ જમીન ખરીદવાની હતી તો હા બરાબર છે હા બરાબર હા હા બરાબર તો શું ભાવ છે વારનો મારે એક મકાન એટલે સો સો વારની જમીન મકાન બની જાય એવું થોડું એમ બરાબર બરાબર છે બરાબર

વારનો ભાવ ચાળીસ હજાર છે

ચાર લાખનો થાય બરાબર ને બરાબર છે અને એની આજુબાજુ કંઈ અ સુવિધાઓ બધી સારી છે ને જેમ કે નજીકમાં કોઈ પૂલ હોય બરાબર બરાબર છે હા બરાબર બરાબર છે હા બરાબર બરાબર બરાબર હા અને હા

બરાબર ના હું આવેલો નથી પણ ફ ફ્રેન્ડ છે એણે મને જમીન બતાવી કે એરિયા સારો છે એમ એટલે મેં તમને કૉલ કર્યો કે બરાબર બરાબર હા

હા

બરાબર છે પણ આ હું હા હું એમ કહેતો હતો કે આ વારના તમે ચાળીસ હજાર રૂપિયા કહો છો એ તો થોડા વધારે છે ભાવ કેમ કે બરાબર છે બરાબર છે હા એ વાત એ વાત સાચી છે તમારી હા હમ બરાબર છે બરા બરાબર અને આજુબાજુ જે આપણે મકાન બનાવ્યા બરાબર મકાન બનાવવું છે આપણે હા તો આજુબાજુ કોઈ સ્કૂલને એવી બધી તો વ્યવસ્થા છે ને કે સ્કૂલ હોય કે બધી આપણે સરળ રીતે આપણે બરાબર છે બરાબર છે

બરાબર છે

બરાબર છે બરાબર હા બરાબર છે હા બરાબર છે હા તો ચાળીસ અ ચાળીસ ચાળીસ હજાર રૂપિયા વારનો ભાવ છે બરાબર ને તમારે

બરાબર છે બરાબર હમ

બરાબર છે અને બાંધકામમાં કેવું છે બાંધકામમાં તો પેલીએ નથી ને વાંધો નહીં આવે ને કંઈ સરકારી રીતે કોઈ મગજમારી નહીં ને એમ

હા બરાબર છે કેમ કે આપણે શું પાછળથી આપણે પ્લૉટ લીધો મકાન બનાવ્યું પછી સરકાર એમાં ઇનવોલ્વ થાય ને કોઈ પ પ્રોબ્લેમ ના થાય ને એમ પાછળ આપણે સેફ્ટી હા બરાબર છે ઓકે ઓકે તો વાંધો નહીં હું તમારો સંપર્ક કરું છું બરાબર હા એ સારું સારું હા